મને મોટેભાગે મુસાફરી કરવાનું ચોમાસામાં ગમે છે ચોમાસું એટલા માટે પસંદ કરું છું કે ખરેખર ચોમાસાની ઋતુમાં વાતાવરણ ઠડું થઈ જાય છે ફરવાની ખૂબ જ મજા આવે છે ગ્રીનરી જોવા મળે છે પલળવાની મજા આવે છે અને બીજી વાત કરીએ તો છેલ્લે મેં જે ટ્રીપ કરી એ ત્રણેક દિવસની હતી પણ એ ત્રણ દિવસમાં ખૂબ જ મજા કરી છે આહવા ડાંગ સાઈડ સ્થળ પસંદગી કરી હતી ડાંગ જિલ્લામાં ખરેખર એવું કહેવાય કે ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે વરસાદનું પ્રમાણ હોય તો ડાંગ જિલ્લાની અંદર થાય છે અને ત્યાં આગળ ફરવાલાયક સ્થળ પણ ઘણાં બધા છે જંગલ વિસ્તાર કહીએ તો ચાલે કે જેમાં નવાં નવાં જીવજંતુઓ પણ જે ક્યારેય નથી જોયા એ જોવા મળ્યા છે એની સાથે અમુક ધોધ જે ગિરાધોધ છે કે એની આજુબાજુમાં આવેલા ઘણા બધા એવા ધોધ છે કે જે ક્યારેય આપણને જોવા નથી મળતા એ ચોમાસાની ઋતુમાં જોવા મળે છે એની સાથે વાત કરીએ તો અમે ડાંગમાં એક જગ્યાએ નાઈટ સ્ટે કર્યું હતું ત્યાં આગળ અમને ખૂબ જ મજા આવી ને વરસાદનું મોસમ પણ એટલું બધુ હતું કે ખરેખર આજુબાજુ જે જીવજંતુઓને આપણે ક્યારેય બોલતા નથી સાંભળ્યા ને એ ખરેખર નેચરલ મ્યુઝિક કહેવાય જે આપણે આખી રાત દરમ્યાન સાંભળ્યું છે એના સિવાય વાત કરીએ તો મોડી રાત સુધી બેસીને ગોસિપ કરી વચ્ચે તાપણું કર્યું ભજીયા બનાવ્યાં જે અમારા ગુજરાતીઓની શાન છે કહેવાય ને કે ગુજરાતી જ્યાં જાય ત્યાં ભજીયા સાથે લેતાં જાય એનાં જેવું છે ત્યાં ગયા રાતે ગેમ રમ્યાં ભજીયા ખાધા મેગી ખાધી એના સિવાય નેચરલ મ્યુઝિક સાંભળ્યું અને બીજા દિવસે અમે ત્યાં આગળ બાજુમાં આવેલું ઉનાઈ માતાનું ધામ જ્યાં ગરમ પાણીના ધોધ વહે છે તો એ ગરમ પાણીના ધોધ વહે છે એટલે એવું નથી કે નોર્મલ ગરમ પાણી હોય ખરેખર જે આપણે ઉકાળીને ગરમ પાણી કરીએ એટલું ગરમ પાણી કુદરતી રીતે વિચાર પણ આવે કે ખરેખર આટલા ઠંડા વાતાવરણમાં વરસાદની મોસમમાં આટલું પાણી ગરમ ખરેખર ક્યાંથી આવતું હશે વિચારવા લાયક છે એની સાથે જોઈએ તો નેચરલ વાતાવરણ ઘણીબધી વનસ્પતિઓ પણ એવી જોઈ ડાંગ વિસ્તારમાં જે ક્યારેય જોઈ જ નથી ક્યારેય એ વનસ્પતિ વિશે સાંભળ્યું પણ નથી વિવિધ પ્રકારનાં ફૂલોની વાત કરીએ તો ફૂલો પણ એવાં જોયાં કે જેમાં ક્યારેય જોયું જ નથી કે આવા પણ રંગોનાં ફૂલો હોય કે આવા પ્રકારનાં ફૂલો હોય ફરવાની ખરેખર ખૂબ જ મજા આવી એની સાથે જોઈએ તો ઢોળાવવાળા રસ્તાઓ ધોધ છે ગમે ત્યાં રસ્તા ઉપર જઈએ તો ધોધવાળું વાતાવરણ જોવા મળે થોડીવાર રસ્તામાં ઊભા રહીને એવું પણ થાય કે ચાલો ગરમ ગરમ કંઇક નાસ્તો પણ કરીએ ગુજરાતી છીએ એટલે ખરેખર નાસ્તો પણ અમે સાથે રાખીએ જ છીએ પણ ખરેખર ખૂબ જ મજા આવે છે ચોમાસાની ઋતુમાં ફરવું એટલે કહેવાય ને કે આખા વર્ષ દરમ્યાનનો જો થાક ઉતારવો હોય ને તો ચોમાસાની ઋતુમાં ખરેખર ફરવા જવું જોઈએ